હેલો સ્વિગીમાંથી બોલો છો હું અહીંયા કોલેજ રોડ ઉપરથી બોલું છું અમે ડોમિનોઝમાંથી વારંવાર કરીએ છે ઓડર અને ત્યાંથી પીઝા અમે મંગાવીએ છીએ તો આ વખત મેં જોયું તો કંઈ વધારે ડિસ્કાઉન્ટ જેવું કંઈ છે નહીં અને મારે ફરીવારે આ જે પાર્ટી છે એટલે મારે વધારે ઓડર કરવો છે તો મારી પાસે બીજી એક એકસ્ટ્રા બે કૂપનો પડી છે તો એનું અંદર એડ થઈ શકશે એ મારે કરવું છે એટલે મને સહેજ તમે તપાસ કરીને મને કહો